હું મોટા ભાગે સમાચાર ગુજરાતી માધ્યમમાં જોઉ છું અને સમાચાર માટે હું દિવ્ય ભાસ્કર એપ્લિકેશનનો ઉપયોગ કરું છું જેમાં મને સારા એવા મોટા લેખો વાંચવા મળે છે અને વિસ્તારપૂર્વક સમાચાર સ્થાનિક અને રાષ્ટ્રીય કક્ષાએ પણ મળી રહે છે